આજે સરે મારા માટે એક સંદેશ મોકલ્યો હતો તેમાં દસ્તાવેજીકરણ માટે અમારા આધારકાર્ડની સ્કેન કરેલી નકલ માંગી છે અને આધારકાર્ડની મેં કાગળિયા પર તો જે નકલ હતી તે તો મેં મારા ફાઇલમાં મેં મુકેલી જ છે પણ મારે હવે ઓનલાઈન ડાઉનલોડ કરવાની જરૂર ઉભી થઈ છે અને તે આધારકાર્ડની ગવર્મેન્ટ માન્ય વેબસાઇટ ઉપરથી કઈ રીતે ડાઉનલોડ થાય એ મને નથી આવડતું અને સરે આજે ને આજે માંગી છે તો તે કઈ રીતે ડાઉનલોડ કરવી તે મને જણાવશો